હલો

વેરી ગુડ ઈવનિંગ કેમ છો હા મારે છે ને એકચીયુલી આપણે જે શૂટનું નક્કી કર્યુ તો ને તો એ શૂટનો એક સીન છે જે તમારી સાથે મારે શેર કરવાનો છે ડિસકસ કરવાનો છે હા એમાં આવું છે કે આપણે છે ને તમારે એક મધર છો અને એક બાળક છે કે જેને એની જે જોબ છે એ કરવામાં આપણે એને હેલ્પફૂલ થવાનું છે એટલે સીનમાં આવું છે કે તમે એક જગ્યાએ બેઠેલા હશો તમારું બાળક તમારી પાસે આવશે અને પછી એ એના જોબ વિશે બધી વાતો કરશે અને તમારે એને બધું સમજવાનું છે તો તમારે ડાઈલોગ તમને ખ્યાલ છે હા એટલે આપણું જે લોકેશન છે એ લોકેશન એવું છે કે ઘરમાં એક વિન્ડો છે અને એ વિન્ડોની પાસે એક સોફો છે એ સોફા પાસે તમારે બેસવાનું છે અને મિડ એટલે કે તમારા તમારા કમર સુધીનું એ શૉટ આવશે હ અપર હા અને એમાં છે ને જ્યારે તમારું બાળક તમારી પાસે એટલે કે છોકરો તમારી પાસે આવે છે ત્યારે એના વિશે બધું કહેશે કે આ મારું ડ્રીમ જોબ છે અને આ મારે કરવાની છે અને એની જે ડ્રીમ જોબ છે એ ડ્રીમ જોબ છે ફિજીયોથેરાપીસ્ટની એટલે ફિજયોથેરાપીસ્ટની જોબ કરશે બરાબરને અને તમને તમારને બધું પુછશે અને તમારા આશીર્વાદ લેશે એટલે થોડુંક તમારે એને વિષય એક્સપલેઇન કરવાનું હશે તો ડાઈલોગમાં કાંઈ તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવું હોય તો થોડુંક મને કહી શકશો હં હં હં હા એટલે ટાઈમ લિમિટમાં એવું છે કે એ જે તમારો શૉટ છે ને એ ટોટલ છે ને દસ મિનિટનો શૉટ છે

હા હં હં હં અને તમારે થોડુંક હા એ છે ને પહેલાં તમારે બોલવાનું હશે કે કેમ છો બેટા કેમ આશીર્વાદ લેશો અને પછી છે ને બાળકના ડાઈલોગ સ્ટાર્ટ થશે

હા હા ના ના સ્યોર એ છે ને આપણે જ્યારે આપણે ફેસ ટુ ફેસ અહીંયાં સીન કરીશું ને ત્યારે ઓછામાં ઓછા શૉટમાં આપણું આ પતી શકે એવો ટ્રાઇ કરશું રિટેક ઓછા થાય ઓછા ઓકે ચાલો હં ભલે ભલે મળીએ આવજો હા